હા જી મારે મોબાઈલ લેવો તો કૃષ્ણ મોબાઈલમાંથી વાત કરો ને તમે મારે એમાં જે નવો ફોન આવ્યો છે ને વિવો વી ટ્વેંટી સેવન ફાઈવ જી એ લેવાનો હતો તમે ઓનલાઈન મોકલી આપો છો કે અમારે ત્યાં આવવું પડશે અચ્છા એવું છે તો હાલમાં શું પ્રાઈસ છે તમારે ત્યાં વિવો વી ટ્વેંટી સેવનની પંદર હજાર અને જો બજાજનું કાર્ડ ના હોય ને તમે બનાવી આપો છો જો અમારે લોન પર લેવું હોય તો ખાલી બજાજ ઈ એમ આઇ કાર્ડ કઢાવવાના ત્રણસો રૂપિયાથશે અચ્છા વ્યાજ પણ લાગે એવું ને ઓકે અને મને જણાવશો એ ફોનમાં નવાં નવાં ફીચર કયા કયા આવેલાં છે

હા હા પીસ ટુ પીસ ગેરેંટી નથી આપતા અચ્છા એવું છે અને કૅશમાં લેવો હોઈ તો કેટલામાં પડશે ડિસ્કાઉન્ટ ઉપર કંઈ ચાલુ છે ક્રૅડિટ કાર્ડ પણ હશે ને તમારે ત્યાં ઓકે અને ફોનની બેટરી બેકઅપને બધું કેવું છે હા એટલે મેં ઍડ જોઈ હતી કે જે સુપર ફાસ્ટ ચાર્જિંગ થઈ જાય છે એક કલાકમાં ફુલ તો શું અઅ સાચી વાત છે અને ફોન કહે છે વૉટર પ્રૂફ પણ છે

ઓકે તો કાલનાં અમે આવીએ દુકાને અને જોઈ લઈએ સાચી વાત છે સોમવારે કેટલા વાગ્યે આવીએ હા હા ઓકે ચાલો તો સોમવારે આવું જ છું હું અને બની શકે તો મારે બજાજ ઈ એમ આઈમાં જ લેવાનો છે પણ તો તમે એની પણ ડીટેઈલ્સ શેર કરી દેજો ઓકે સારું